હા બેટું મેં છેને આપણે લેપટોપ ખરીદ્યું છે ને નવું તો હું આજે છે ને યુટ્યુબ પર વિડીયો જોતી હતી તો મેં ડેલનું પણ જોયું અને એચપીનું પણ જોયું તો મને ડેલનું સારું લાગ્યું મને લાગે છે ડેલનું આપણને લેવામાં સારું પડશે એક તો છે ને એમાં બધા ફીચર્સ બહુ સરસ છે અને એમાં રેમ બી વધારે છે અને કોલેટી પણ તું જુએ ને તો એટલી સરસ છે વિડીઓની કોલેટી પણ બહુ સરસ છે એનો અવાજ પણ બહુ જ સરસ આવે છે અને એમાં એના માટે મેં બધું વાંચ્યું ને તો એમાં એવું છે કે એનાથી છે ને એના જે પેલા લેપટોપમાંથી જે બ્લૂ રેઝ નીકળે ને અને આપણી આંખોને નુકસાન કરે ને તો એના માટે પણ એક સરસ મજાનું એની આગળ છે ને આવરણ લાગ્યું છે સુરક્ષા કવચ લાગેલું છે એક એ છે ને પારદર્શક કાચ છે પણ એમાં એક સુરક્ષા કવચ લાગેલું છે તો તેના લીધે શું થશે કે એમાંથી જે બધાં કિરણો નીકળશે એ આપણી આંખને નુકસાન નહીં કરે એટલે સૌથી મોટો તો ફાયદો અત્યારે જે તકલીફ છે ને બધાને આંખ ખરાબ થાય નાના છોકરાને નંબર આવે ને તો તને બધા એ પ્રોબલમ નહીં થાય અને એમાં શું છે નંબર વધી જાય છે પછી ને પછી લાંબા ગાળે પછી આંખને બહુ નુકસાન થાય તો એ સૌથી મોટો મને ફાયદો લાગ્યો કે આરોગ્ય માટે બહુ સારું છે બીજા નંબરમાં કે બંનેની કિંમતની મેં સરખામણી કરીને તો ડેલની કિંમત થોડીક વધારે છે એચપી કરતાં પણ એમાં એની સામે એટલું બધું મળે છે ને આપણને કે મને એવું લાગે છે કે આપણે ડેલનું જ લેવું જોઈએ અને એની રેમ વધારે છે એટલે ફરીથી પાછો તારે રેમનો બી ખર્ચો નહીં કરવો પડે અને એના જીબી બી એટલા બધા છે ને પેલું છે એ અઢારસો જીબીનું છે એચપી અને આ બાવીસસો જીબીનું છે એટલે એમાં જીબી બી આપણને વધારે મળે છે એટલે મને એમ લાગે છે કે આપણે ડેલમાં જઈએ ને તો વધારે સારું લાગે છે અને બીજા મારા જે બીજી બધી બહેનપણીઓ છે ને એમને મેં પૂછ્યું ને તો એ લોકો પણ એવું જ કીધું કે ડેલનો વપરાશ વધારે છે અત્યારે શું છે કે બજારમાં આપણે નીકળીએ ને તો એમ કહે છે દસે પાંચ તો તમને ડેલનાં જ લેપટોપ જોવા મળે અને એચપીનાં તો હવે એમ કહે કે થોડાક આમ શું કહેવાય જૂનાં પણ મોડલ થઈ ગયાં છે બધા અને આમાં ડેલમાં નવાં નવાં ઘણાં બધાં મોડલ છે એટલે અમે આ વિડીયો જોયો ને તો મને એવું લાગે છે કે આપણે ડેલનું લેપટોપ લેવું જોઈએ અને તુ તો મોસ્ટલી શું કરતો હોય કે મેચ જોવા માટે બી આ લેપટોપ વાપરતો હોય તો આનો સ્ક્રીન બી ઘણો મોટો મોટો છે આપણે પેલું ટીવીની બી જરૂર નહીં પડે એક સમયે તું બેડરૂમમાં જોતો જોતો ક્રિકેટ જોવા માટે જો આ તું લેપટોપ વાપરીશ ને તો આપણે બેડરૂમમાં ટીવી પણ નહીં મૂકાવવું પડે એટલે તારે તો શું છે આ બંને કામ થઈ જશે તારે તારું ભણવાનું બી કામ થઈ જશે લેપટોપ ઉપર અને ટીવી જોવાનું બી થઈ જશે એટલે બે બે ફાયદા થશે એટલે મને એમ લાગે છે કે આપણે ડેલનું લઈએ એ આપણાં બજેટમાં પણ બેસે છે અને એનું રિઝલ્ટ બી સારું છે એટલે બંને રીતે ફાયદો છે એટલે આપણે ડેલનું લઈ લઈએ બરાબર ને